હા મને પુસ્તક વાંચવું ગમે છે પુસ્તક હાથમાં લઈને વાંચવું ગમે છે મતલબ કે ફિઝિકલ બુક આપણે વર્ષોથી પાનાં સુલટાવીને અને આપણું ધ્યાન પણ વન બાય વન પાનાં ઉપર જાય એ રીતે મને અ એ ફિઝિકલ પુસ્તક જ વાંચવું ગમે છે અ ઇલૅક્ટ્રોનિક રૂપ મને ગમતું પણ નથી અને હું ક્યારેય ઉપયોગ પણ કરતો નથી એમાં તો મારી આંખો ખેંચાય છે કંટિન્યુઅસ ધ્યાન રાખવું પડે છે ઉપર નીચે થયા કરે છે એટલે મને તો ફિઝિકલ બુક વાંચવી જ ગમે છે